મારું નામ પિયુષ છે હું અને મારો મિત્ર બહાર ગામ ગયા હતા ગોવાથી પાછા આવ્યા છે તો ગોવાથી આવતા હતા તો રસ્તામાં અમારો એક્સિડન્ટ થયો છે એક્ચ્યુલી સર મારો જે પાસપોર્ટ ખરો ને એ એકસીડન્ટ થયો અને મારી બેગ ગુમ થઈ ગઈ છે તંઈ આગળ ખાસા બધા ભીડ થઈ ગયેલી અમને મારી બે ત્રણ બેગ ચોરી થઈ ગઈ છે તો મારે તરત ને તરત પાસપોર્ટ કઢાવવો પડશે અને મારે ઘરે જવાનું છે ઘરે જવાનું છે અને પ્લસ મારે બીજા કામ પણ છે ઘરે તો અર્જન્ટ મારે પાસપોર્ટ કઢાવવો પડશે તો સર જેમ બને એમ મને મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો અને મને જેમ છે એમ તમે જલ્દીમાં મને પાસપોર્ટ મલી જાય મારા હાથમાં આવી જાય એવી પ્રોસેસ કરી આપો તો સારામાં સારું છે કારણ કે મારા મિત્રને બી ખાસું બધું વાગ્યું છે અને મને પણ વાગ્યું છે તમે જોઈ શકો છો કેવી અમારી હાલત છે અને અમે કેવી રીતે આયા છીએ એ અમારું મન જાણે છે બીજું બધું તો તમને અમે કેવી રીતે બતાઈએ તમે અમને કો